હલો ઇંડિયન ગેસ હા સાહેબ મારે ભરૂચમાં કનેકસન હતું તમારું ઇંડિયન ગેસનું હા બટ હવે અમે સુરતમાં સિફટ થયા છીએ હા ના અમે તો બે દિવસ થયા સિફ્ટ થયા એને પણ હવે અમારે અહીંયા નવો ગેસ લાઇનનું કનેકસન જોઈએ છે

હં ના ત્યાં તો કંઈ બિલ કે એવું કાંઇ બાકી નથી અમારું બધું કનેક્ટ તો કેન્સલ જ થઈ ગયું છે હા સુરતમાં અમે અહીંયા કતારગામ બાજુ રહેવા આવ્યા છીએ હા તો અહીંયા અમે બાજુમાં પૂછ્યું ને તો કે એમણે તમારો નંબર આપ્યો કારણ કે એ બાજુવાળાને તમારા હા હા કતાર ગામમાં સ્નેહમિલન સોસાયટી એકસો પાંચ નંબર હા હા આપણે સર્કલ પાસે જ છે હા ત્યાં જ હા તો એ કેટલી વારમાં તમે આવી જશો સાહેબ કારણ કે આમાં શું બે દિવસ થઈ ગયા છે ને તો બાજુવા એમનો રિલેટિવનો જ અમે વાપરતા હતા ગેસ પણ હવે મેં કીધું નવો લઈ લઇએ એમ તો તમે જેમ બને એમ આજે આવી જાઓ તો સારું હા હા હા સાહેબ એ સા સારું એ હા